હેલો હેલો હા બોલો મનિષાબેન કેમ છો ઓહ તો તમે આગળ ક્યારે આવ્યા હતા મારી પાસે બરાબર બરાબર તો તમે મને વચ્ચે કોન્ટેકટ નહીં કર્યો એક્ચ્યુઅલી કરત તો આપણે કંઈક જે પણ સજેસન્સ મેં તમને આપ્યા હતા એનાથી ફરક ન લાગ્યો તો આપણે થોડુંક ચેંજ લાવત એમાં હા બરાબર બરાબર બરાબર બરાબર કોઈ કોઈ બ્લડ ટેસ્ટ કે એવું કંઈ કરાવ્યું છે તમે હમણાં બરાબર ઓ બરાબર બરાબર એટલે તમે મને જે અત્યારે લક્ષણો કીધાંને એના પરથી મને એવું જ લાગ્યું કદાચ બી ટ્વેલ્વ થોડું આમ તેમ થયું હશે તો આપણે તે આગળ ડાયેટ મેં સજેસ્ટ કરેલું એમાં થોડુંક ચેંજ કરીએ તમે સવારે ઉઠો ત્યારે નાસ્તામાં શું લો છો હ હ હા તો એમાં આપણે થોડોક ચેંજ કરીએ નાસ્તામાં તમે નાસ્તામાં એવું હોય તો છેને બીટની વસ્તુ ખાઓ સલાડ ખાઈ શકો તો વધારે સારું બીટ એમાં કંપલસરી હોવું જોઈએ પછી ફણગાવેલા કઠોળ છે પછી તમે જમો ત્યારે થોડુંક પ્રોટીન વધારે લો જેમકે દાળ છે ભાત ભાત તો તમે આઈ થિંક ખાતા હશો તો દાળ ભાત દાળનું પ્રમાણ સૌથી વધારી લો ગ્રીન સબ્જી ખાઓ લિફિ સબ્જી ખાઓ થોડુંક ચાલવાનું રાખો અને બી ટ્વેલ્વની સપ્લીમેન્ટ કોઈ લો છો દવા કે એવું કંઈ હ તો એક કામ કરી આપણે એ દવાની જગ્યાએ તમે છે ને એક વીક ઈન્જેકશન લઈ લો એનાથી તમને થોડોક ફરક લાગશે ને એટલે તમને આ બધી જે તકલીફો છે એ થોડી ઓછી થશે ઓકે ઓકે ઓકે હા હા